ભારતમાં એવા અલગ અલગ પ્રકારના ઘણા સામાજિક અને ધાર્મિક પ્રસંગો છે જ્યારે લોકો ઉજવણી માટે ભેગા થાય છે જેમ કે ઉત્તરાયણ સમયે એક આનંદનું વાતાવરણ હોય છે લોકો ભેગા થાય છે ઉત્તરાયણમાં ગુજરતમાં તો બહુ સારી રીતે મનાવાય છે અને ત્યાં ગુજરાતની બહારના લોકો જે પોતપોતાના સગાઓને ત્યાં ગુજરાતમાં ખાસ આ પ્રસંગ ઉજવવામાં આ ભેગા થાય છે અને ઉત્તરાયણનો ઉત્સવ હોય ત્યારે જુદો જ માહોલ હોય સ અમને સરકાર પણ બે દિવસની રજા આપે છે ઉજવણી માટે અને સવારથી જ લોકોમાં એક એવો ઉત્સાહ હોય કે કોઈ ખાધા પીવાનું પણ ભાન ન હોય અને જે કોઈ પુરુષ કે સ્ત્રીઓ જેટલા લોકોને શોખ એ એ બધા અગાસીમાં ભેગા થાય છે અને પો પોતાના પતંગો અને માંજો લઈને પોતાની પતંગો ઉચ ઉચ ઊડાડવામાં તેમજ પેચ કાપવામાં મશગુલ હોય છે અને અમુક જે યુવાનો હોય છે તે તો પોતાનું ડીજે સિસ્ટમ પણ અગાસીમાં લઈ જાય છે અને મોટે મોટેથી અવાજ કરીને મ્યુઝિક વગાડે છે અને કોઈની બી પ્રસંગ કોઈની બી પતંગ કપાય તો કાપ્યો છે કાપ્યો છે કરીને નારા ગજવે છે જ્યારે બપોર પડે છે ત્યારે લોકોને અગાસી પરથી ઊતરવું પણ નથી ગમતું અને એટલા માટે જ બધા બહારથી ઓડર પણ આપી દે છે અથવા ઘણા ઘરોમાં લોકો શાંતિથી પોતાનું સ વહેલી સવારે ઊઠીને બનાવી લે છે જમવાનું અને પછી અગાસી ઉપર પાછા ભેગા થાય છે અને જમવાનું પણ ત્યાં જ બધા અગાસીમાં જ પતાવે છે અને ફરી પાછો એક ઉત્સવનો ચાલુ થઈ જાય છે માહોલ અને લોકો પોતપોતાની પતંગો ચગાવવામાં અને એકબીજાના પેચ કાપવામાં પેચ લડાવવામાં મશગુલ થઈ જાય છે અને આ રીતે આખો દિવસ ક્યારે પૂરો થઈ જાય છે તેનું પણ કોઈને ભાન રહેતું નથી આવી જ રીતે જેવી રીતે બીજા બધા ઘણા પ્રસંગો ગુજરાતમાં ઉજવાય છે જેમ કે હોળી તો હોળી વખતે પણ એક જુદો જ માહોલ હોય છે અને સવારથી જ લોકો હોળીના માહોલમાં હોય છે કંપનીઓમાં અને લો રજાઓ આપી દેવામાં આવે છે અને જ્યાં રજાઓ ન મળે એવું હોય તો પણ લોકો પોતાની રીતે નોકરી પર જતા નથી અને રજા પાડે છે અને એક સવારથી જ તે લોકો નીકળી પડે છે અને પોતાના જેટલા જેટલા પરિચિતો છે બધાને પ્રેમથી મળે છે અને હોલી હૈ હોલી હૈ બુરા ન બુરા ન માનો હોલી હૈ કહીને એકબીજા ઉપર રંગો ઉડાડે છે મીઠાઈઓ ખાય છે અને ઢોલ નગારા લઈને પાછા નીકળી પડે છે આગળ તો આવી રીતે આખી સોસાયટીમાં એક અલગ જ પ્રકારનો માહોલ ઉત્પન્ન થાય છે એટલે આ એક સમાજ તરીકે પણ એના ફાયદા ઘણા છે કે બધામાં એકબીજા સાથે જેને કે આપણે કઈએ કે હ્યુમન રિલેસનશિપનું બોંડિંગ ડેવલપ થાય છે અને લોકોને જે કંઈ પોતાનામાં એકબીજા પ્રત્યે મનદુખ હોય કે કંઈ પણ કોઈક એવા પસંગ બની ગયા હોય કે જે પ્રસંગે એ લોકો વચ્ચે કંઈક ખટરાગ ઊભો થયો હોય તો એ પણ દૂર થાય છે અને એ રીતે પાછી એક આત્મીયતા વધારવામાં આવે છે અને બધા જ પ્રેમથી મળીને બધું જ ભૂલી જાય છે તેટલુ જ નહીં પણ હોળીના ઉત્સવમાં આગલા દિવસે જ્યારે હોળી હોય છે ત્યારે હોલિકા દહન પણ કરવામાં આવે છે અને એ વખતે જે કોઈ સોસાયટી હોય તો ત્યાં આગળ બધું જ લાકડા અને વગેરે બળીને જે સ હોળીમાં પ્રહ્લાદજીના નામે જે બધું હોય છે તે રીતે હોળી ઉજવે છે અને તે પછી ખજૂર અને ચણા ખાઈને પ્રસાદ તરીકે ખાય છે અને છૂટા પડે છે અને પછી સ બીજા દિવસ તે વહેલી સવારથી રંગોત્સવ શરૂ થઈ જાય છે તો આ રીતે એક જે સ આમ સમાજમાં એક પ્રકારનો ઉત્સાહ વ્ય વ્યાપે છે કે જે આપણી જે રોજની જે નોર્મલ લાઈફ હોય રૂટિન લાઈફ હોય એમાંથી જે આપણને કંટાળો આવ્યો હોય તો એ કંટાળો દૂર કરવામાં આ એક ઉત્સવ ખૂબ જ મદદરૂપ થાય છે એટલું જ નહીં પણ લોકોમાં એકતા વધે અને જે મનમોટાવ હોય દુખો હોય એકબીજા પ્રત્યેના તો એ ગમા અણગમા વગેરે દૂર કરીને બધા સાથે મળીને ઉજવે છે તો આવા તો ભારતદેશમાં આપણા ત્યાં ઘણા ઘણા પ્રસંગો છે કે જેના વિશે આપણે ગમે તેટલું વર્ણન કરીએ તો પણ ઓછું પડે છે આવા જ બીજા ઉત્સવો હોય છે દિવાળી હોય છે શરદ પૂનમ હોય છે તો ઉજવણીઓ તો બધા દરેક પ્રસંગોએ થયા જ કરતી હોય છે અને એક ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ હોય છે કારણ કે એમ કહેવાય છે કે ઉત્સવ પ્રિય આહા ખલુ મનુષ્ય ઉત્સવ તો દરેક લોકોને ગમતો જ હોય છે અને એટલા માટે બધા ભેગા થઈને ઉજવણી કરે છે અને આ રીતે એક સામાજિક એકતા વધે છે અને બહુ સુંદર રીતે ઉજવણી થાય છે તો આવું તો ઘણા પ્રસંગોમાં હોય છે દિવાળી વગેરેમાં પણ તો આપણે વધારે સમય ન લેતાં હવે દિવાળી માટે જો જોઈએ તો દિવાળીમાં પણ જ્યારથી આ વાઘબારસ આવે ત્યારથી જ એક જુદો જ માહોલ સર્જાય છે અને લોકો ફટાકડા ફોડીને આનંદ મનાવે છે અને એટલું જ નહીં પણ એ ઘરે ઘરે રોશની કરવામાં આવે છે દિવાઓ પ્રગટાવવામાં આવે છે રંગોળીઓ બનાવવામાં આવે છે અને એક અજબ અલગ પ્રકારનો જ ઉત્સાહનો માહોલ હોય છે અને ફટાકડા ફોડીને પછી જ્યારે નવું વરસ આવે છે એનો આપણે વધામણી કરવામાં આવે છે અને સવારે પાછા બધા એકબીજાને મળવા જાય છે અને ન્યૂ યર્સ હેપી ન્યૂ યર્સ અથવા તો નુતન વર્ષાભિનંદન તે રીતે બોલીને બધા પ્રેમથી એકબીજાને ગળે લગાવે છે અને ફરીથી એક પાછું એક દરેક વચ્ચે ઉત્સાહ ઉમંગનું વાતાવરણ આવે છે એકતા વધે છે અને લોકો પોતાના જે કંઈ ગમા અણગમા હોય એ પણ પાછા ભૂલી જાય છે અને આ રીતે સામાજિક એકતા પણ ખૂબ વધે છે તો આ દરેક ઉત્સવો જે છે એની પાછળ એક કંઈક સંદેશ હોય છે અને એટલું જ નહીં પણ એક હેતુ હોય છે અને આ હેતુ આજ છે કે લોકો પોતાના જે રૂટિન કામમાંથી કંટાળ્યા હોય અને એ લોકોને પણ એક ચેંજ મળે છે અને ફરીથી નવું કામ કરવા માટે ઉત્સાહ વધે છે તો આ રીતે આપણા ઉત્સવો સમાજને ખૂબ જ મદદરૂપ થતા હોય છે અસ્તુ